મારાં ઘરે મેં મારે બહું મોટો વાડો છે ગામડે એટલે ત્યાં મને શાકભાજી વાવવાનો મને ઘણો શોખ છે એટલે મેં અમારાં મેદાનમાં ત્યાં ગાર્ડન તરીકે વપરાય છે એવી જમીન છે કાળી એકદમ એટલે મેં ત્યાં થોડાંક બટાકા વાવ્યાં હતાં બટાકાનાં બિયારણ તો ન હોય પણ બટાકાની ગાંઠ હોય એ ઉગેલાં બટાકા હોય તો બે ચાર અમે ખોદી ને ત્યાં જમીનમાં વાવ્યાં પણ એમાંથી ને એક બે ત્રણ ગાંઠ વાવો તો તમારે કિલો બે કિલો જેટલાં બટાકા એમાં થઈ શકે અને એ આપણે ખોદી ને કાઢવાં પડે જમીનમાંથી એટલે બટાકા સારાં અને સરસ રીતે એમાં ઉગે છે પછી મને ટામેટાં દેશી ટામેટાં વાવવાનો શોખ છે અને રીંગણા એટલે રીંગણા તો બહું સરસ ઉગે અને ગુવાર આ ત્રણ ચાર શાક તો મેં ઘરે જ વાવેલાં હોય છે એમાંથી દેશી ગુવાર હોય છે એનું બિયારણ પણ અમે દેશી વાડીમાંથી લઈ આવ્યાં છીએ ને એ જ બિયારણથી અમે શાકભાજી વાવીએ છીએ અને ત્રણ ચાર દિવસે તો અમારે ગુવાર બહું સરસ દેશી ગુવાર લાંબો અને મોટો સરસ કૂણો એકદમ ગુવાર ઉતરે છે અને શાક પણ એનું મીઠું બહું બને છે પણ એ ટામેટાં તો પણ તમે ખાતાં ન ધરાઓ એવાં સરસ દેશી ટામેટાનું બિયારણ હોય સે આછી છાલવાળા ટામેટાં હોય છે અને એ પણ નાનાં નાનાં ટામેટાં હોય પણ સરસ હોય છે અને રીંગણા પણ એક પણ છોડવામાં ત્રણ ચાર રીંગણા તો મારે ત્રણ ચાર દિવસે પાંચસો ગ્રામ જેવાં રીંગણા ઉતરે ત્રણ ચાર છોડવાં વાવ્યાં છે પણ એનું સરસ શાક બનાવવાની મજા આવે છે અને ખાવાનું પણ આપણે સારું હોય છે કારણ કે આપણે ખાતર સરખું નાખીએ અને દવા નથી છાંટતા વગર દવાએ આપણે સરસ શાકભાજી વાવીએ છે અને આપણે બગીચામાં પણ આપણને એમ થાય કે આપણે ફૂલ વાવવાં છે નોખો નોખો બગીચામાં આપણે ફૂલો વાવીએ છે ધારો કે આપણે તુળસી ક્યારો છે અથવા ચંપો છે ચમેલીનાં છોડવાં છે ગુલાબ છે અને નોખા નોખા આપણે પેલાં જે આપણું બે ચાર વસ્તુ એવી પણ વાવી શકીએ કે આપણે કાયમ માટે વેલ આખી આપણે લાંબી લાંબી વેલો થઈ શકે છે એમાં પણ દ્રાક્ષનાં છોડવાં હોય છે સરગવાનાં મોટાં ઝાડવાં થઈ શકે છે આપણે મોટી જગ્યા ગાર્ડન જેવી હોય તો આપણે બધુંય વાવી શકીએ છીએ એટલાં માટે આપણે સારું અને સરસ ગાર્ડન બનાવીએ તો આપણને મજા આવે છે